પંદર ઓગષ્ટ ઓગણીસસો સૂડતાલીસ છવીસ જાન્યુવારી ઓગણીસસો પચાસ ત્રણ માર્ચ ઓગણીસસો સતાણું પાંચ ઓગષ્ટ ઓગણીસો પંચાવન ત્રણ ડિસેમ્બર બે હજાર ચાર